હેલો પટેલ ટ્રાવેલ્સ તરફથી બોલો છો હું તન્વી પટેલ બોલું છું મારે એક કેબ બુક કરવી છે શું તમે કેબ બુક કરી શકો છો મારે ચોવીસ તારીખે કેબ બુક કરાવી છે અને અ મારે વલસાડથી રાજકોટ જવું છે હું અને મારી ફ્રેન્ડ લોકો સાથે અમે ચાર જણા છીએ તો તમે ક્યારે મને કોન્ટેક કરી શકો છો અને તમારે સવારે નવને પિસ્તાલીસે અમારે વલસાડ આવી જવા પડશે અને ત્યાર પછી તમે અમને રાજકોટ લઈ જઈ શકો છો અમારે ચાર દિવસના ફરવું છે તો તમે કેટલા રૂપિયા ભાડું લેશો અમને તે ભાડું જરાક જણાવજો તે ચાર હાજર તો અમને નથી ફાવશે તમે ત્રણ હજાર રાખી લેશો ચલો કંઈ નથી તમારું નહીં પણ અમારું પણ તમે બે હજારમાં રાખશો હા સારું ચાલો તો તમે નવને પિસ્તાલીસે વાગે તમે આવી જજો વલસાડ બર